હા તમે બિઝા સપનાથી બોલો ચણિયા ચોરી હા તો અત્યારે ચણિયા ચોરીમાં શું નવું અવેલેબલ છે જે નવરાત્રીને લગ હ હ હ મારે અત્યારે જે ફેશન માં ચાલતી હોય એ જોઈએ છે બાંધણીમાં કે એવી કોઈ હોય તો બસ એ અત્યારે તમે

હ હ હાતો કેટલા તેના પૈસા સુધીની હશે એ પર અને કલર્સ પણ હશે હવે નવા અને અને મેચિંગમાં મારે બેબી નાનું છે તો એનઈ મેચિંગ મારે કરાવું હોય તો એ પણ મળી જશે હા હ હ હ હા થેન્ક યુ હા ચલો તો હું આવીશ હો થેન્ક યુ હ